ગુજરાતમાં વ્યવસાયની મુખ્ય તકો અને સંભાવનાઓ જેવી કે નવા વિકસિત થતા જગ્યા પર અનાજ કરિયાણાની તથા દૂધ છાશની દુકાનો ખોલવી અમદાવાદ જેવા મેગા સિટીમાં વિદ્યાર્થીઓને છાત્રાલયની સુવિધા વાજબી ભાવે પૂરી પાડવી અમદાવાદના એરિયામાં પાર્કિંગ રિલેટેડ સુવિધાઓ પૂરી પાડવી અને અમદાવાદમાં ઉધઈ નો એક મોટો પ્રશ્ન છે જેનું સોલ્યુશન પૂરું પાડવું